હાલોર જલારામ ખીચડી હું જૈના હું રાધે સોસાયટીમાંથી બોલું છું મેં અહીંયાં એક ઑડર નોંધાવેલો હતો મારા ઘરે મહેમાન આવવાના હતા બધા પંદર જાણા એને માટેનો ખાસ ઑડર હતો અને તમે એ ઑડર કેન્સલ કરવાનો છે કારણ બહુ વરસાદને કારણે એ લોકો વલસાડથી આવી શકે એમ નથી તો આ ઑડર કેન્સલ કરજો મારો ઑડર નંબર છે એકસો પંદર એને અમે પૈસા ભરી દીધા છે તો એ પૈસા મારા ખાતામાં જમા થાય એવું કરજો